ને આજની નવી પેઢીને ઇતિહાસ શીખવવો ઘણો મહત્ત્વનો છે કારણ કે આપણે ભારત દેશમાં રહીએ છીએ એટલે આપણી ભારતીય સંસ્કૃતિ વિશે આપણે આપણાં બાળકોને શીખવવું જ જોઈએ અને એ જરૂરી છે કારણ કે આપણી જે સંસ્કૃતિ ભારતીય સંસ્કૃતિ છે જે ખૂબ ઘણી મહત્ત્વની છે એમાં જ સંસ્કૃત ભાષા છે તે ખૂબ મહત્ત્વની છે આપણાં શાસ્ત્રો છે જે ગ્રંથો છે એના આપણાં વિશે આપણાં બાળકોને પૂરેપૂરું જ્ઞાન હોવું જ જોઈએ કારણ કે બધા જ એ જગ્યાઓ ઉપર પોતાના ધર્મનું જ્ઞાન નો અભ્યાસ કરાવતા જ હોય તો આપણે કેમ નહીં આપણે બી આપણાં બાળકોને આપણાં ગ્રંથ વિશે જ્ઞાન આપવું જ જોઈએ અને ખૂબ જરૂરી છે કારણ કે અત્યારના જમાનામાં આપણે આપણી ભારતીય સંસ્કૃતિનો જો વારસો જાળવી રાખીશું ને તો એ આપણાં માટે પણ સારું છે અને આપણાં બાળકો માટે પણ સારું છે અને તો હું તો એવું જ કહું છું કે આપણે ભણવાની સિસ્ટમમાં પણ એ રીતનું રાખવું જ જોઈએ કે બાળકોને પોતાના ઇતિહાસ વિશે ખબર હોવી જોઈએ કે આપણા ભારત દેશની અંદર શું ચાલી રહ્યું છે અત્યારે શું ચાલે છે એના વિશે અને આગળ શું થશે એના વિશે પણ આપણાં બાળકોને શીખવવું જોઈએ કે આ જે વસ્તુ છે જે જૂની છે એને આપણે સાચવીને રાખવી જોઈએ અને ઘણી બધી જગ્યાઓ પર આપણી ભારતીય સંસ્કૃતિનો ખૂબ ઉપયોગ કરવામાં આવ્યો છે